શહેરી શાળાઓ અને ગામની શાળાઓ વચ્ચે ગ્રામીણ શાળાઓ વચ્ચે મૂળભૂત બહુ મોટું અંતર છે શહેરી શાળાઓમાં માળખું એટલે કે જે કોઈ પાયાની જરૂરિયાતો છે એ બહુ ઉત્તમ પ્રકારે પૂરી પડાયેલી હોય છે જ્યારે ગ્રામીણ શાળાઓ જે છે તેનું માળખું એટલું બધું યોગ્ય રીતે ગોઠવાયેલું હોતું નથી જેમ કે પરિવહન વીજળી પાકું મકાન ઉત્તમ ભોજન સારા શિક્ષકો આ બધી જ જે વસ્તુઓ છે એમાં શહેરી અને ગ્રામીણ શાળા વચ્ચે એક બહુ મોટો તફાવત રહી જાય છે આ તમામ વસ્તુઓને કારણે આજકાલ મોટાભાગની ગ્રામીણ શાળાઓમાં સંખ્યાનો અભાવ જોવા મળે છે અને મોટાભાગના વાલીઓ જો પોતે ગામડામાં રહેતા હોય તો કાં તો પોતે શહેરમાં જઈને વસે છે અથવા તો પોતાના બાળકોને બસમાં કે કોઈ બીજા યાતાયાતનાં માધ્યમ દ્વારા એ પોતે શહેરની શાળામાં જ દાખલ કરવાનો પ્રયાસ કરે છે તો જુઓ પાયાની જરૂરિયાતો જે છે એમાં થોડોક બદલાવ લાવવામાં આવે અને ગ્રામીણ શાળાઓને થોડી સુંદર બનાવવામાં આવે તો કદાચ ગામડાનાં અને ગરીબ લોકોને જે પડતી મુશ્કેલી છે એમાં થોડોક બદલાવ આવી શકે